હાં સર હા મારે ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈતું હતું સર હવે મારા ફાધરનું અમે અમદાવાદ રહીએ છીએ પણ અમદાવાદથી મારું બોમ્બે ટ્રાન્સફર થઈ ગયું છે જોબ માટે એટલે અમારે ત્યાં જવું પડે બોમ્બે પડશે હાં એટલે અહિયાંથી તમે ટ્રાન્સફર સર્ટિફિકેટ લખી આપો તો હું બોમ્બે શિફ્ટ ફરીથી જોઇન કરી શકું એમ બોમ્બેમાં તો ઓકે મેડમ તો અમે સોમવારે આવી જઈએ